અમારે ચોટીલા જવાનું છે અમારા મિત્રો સાથે અમે ચોટીલાનો એક દિવસનું પ્રવાસનું આયોજન કરેલું છે જેમાં અમે દસ મિત્રો છીએ અને અમારે એક ઇક્કો વાન જોઈએ છીએ જેના માટે હું અ અત્યારમાં ફોન કરી રહ્યો છું અને એક ઇક્કો બૂક કરી રહ્યો છુ પરંતુ બુકિંગ વખતે હું સામે જાણ કરું છું કે અમારે અ વિધાઉટ ડ્રાઇવર વાન જોઈએ છે અને એ પ્રમાણે હું તેમનું અ ભાડું પૂછી રહ્યો છું ભાડાનાં સાથે સાથે કિલોમીટર વાઈઝ તેમનો શું રેટ છે એ પણ પૂછી રહ્યો છું અને વિથ ડ્રાઈવર અને વિધાઉટ ડ્રાઈવર એનો શું રેટ છે એ પણ જાણી રહ્યો છું મારી પાસે ફોર વ્હીલનું લાયસન્સ છે હું ફોર વ્હીલ ચલાવી શકું છું મને પરવાનગી છે સાથે મારા મિત્રોની પણ સહમતી છે એક દિવસનો પ્રવાસ છે ડ્રાઈવરનો ખર્ચ અને એવું અમે ભોગવી શકીએ તેમ નથી અથવા તો અમે ભોગવવા ઇચ્છતા નથી એ પ્રમાણે હું કૅબ સાથે વાત કરી રહ્યો છું કૉલ દ્વારા અને એ પ્રમાણે અમે ભાડું અમારું નક્કી કરીએ છીએ દસ લોકોની ટ્રીપ છે અમારી એક પર્સનને કેટલું ભાડું આવશે એ પણ અમે વિચારી રહ્યા છીએ પર પર્સન જે પણ આવે છે એ પ્રમાણેનું અમને સંમતિથી અમે નક્કી કરીએ છીએ અને અમારી દસ લોકોની ચોટીલાની ટૂર અમે ફાઇનલ કરવા માટે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચાને અંતે તમામે જે પણ ભાડું કહેલું છે કૅબ દ્વારા એ ભાડું અમે સ્વીકાર કરીએ છીએ સ્વીકાર કર્યા બાદ અમે ફરીથી અ કૅબમાં ફોન કર્યા કરી અમારું જે વ્હીકલ અમે બૂક કર્યું છે એનું ડાઉન પેમેન્ટ અથવા તો જે પણ એની ઑનલાઇન પ્રૉસેસ છે એ પ્રૉસેસ પૂરી કરી પેમૅન્ટ પૂરું કરી અને લોકોની પ્રવા પરવાનગી અથવા તો અમે અમારી કૅબ અથવા તો અમારી જે ગાડી છે એ અમે કલૅક્ટ કરીએ છીએ